તમને કયા કયા તહેવારો ગમે છે મને દિવાળી નવરાત્રિ હોળી ધૂળેટી ઉત્તરાયણ જેવા તહેવારો ગમે છે મને નવરાત્રિ સૌથી વધારે ગમે છે કારણ કે તેમાં નવ રાત્રિ ગરબા ગાવા મળે છે અને તેમાં રંગબેરંગી કપડાં ચણિયાચોળી પહેરીને ગરબા માણવાનો આનંદ જ કંઇક અલગ હોય છે તેમાં નવ દિવસ આ માતાજીની આરતી કરવામાં આવે છે અને તે પછી લોકો ગરબા ચાલુ કરે છે ગરબા જે અમારા વિસ્તારમાં પૂરી રાત પણ સતત ચાલુ રહે છે લોકોને તે ગરબા રમવામાં ખૂબ જ આનંદ આવે છે મારું ફેવરેટ મારું મનપસંદ જે તહેવાર છે તે નવરાત્રિ જ છે કારણ કે મને નવરાત્રિમાં ગરબા રમવા ખૂબ જ પસંદ છે મારો બીજો મનગમતો તહેવાર એ દિવાળી છે મને ફટાકડા ફોડવાનો ખૂબ જ આનંદ છે દિવાળીમાં ફટાકડા ફોડવામાં આવે છે અને પોતાનો આનંદ વ્યક્ત કરવામાં આવે છે દિવાળીમાં હું અનેક પ્રકારના ફટાકડા ફોડું છું જેમકે ફૂલઝડી ફટાફટ ફૂટે તેવા ફટકડા જોર જોરથી અવાજ કરે રંગબેરંગી ફટાકડા ચકરડી વગેરે ફટાકડા અલગ અલગ પ્રકારના હોય છે જેનાથી પ્રદૂષણ તો થાય છે પરંતુ તે એક દિવસ માટે કરવામાં આવતો તહેવાર છે જેનો આનંદ માણવો ખૂબ જ સારું છે ઉત્તરાયણ જે તહેવાર છે તે પણ મને ખૂબ જ ગમે છે કારણ કે ઉત્તરાયણમાં લોકો એકબીજા સાથે હળી મળીને તહેવાર મનાવે છે લોકો ધાબા પર ચડીને પતંગ ચગાવે છે આકાશમાં રંગબેરંગી પતંગ ચગતી હોય છે તે જોવાની મને ખૂબ જ મજા આવે છે તે ફીરકી લઈને કોઈક ઊભું રહયું હોય અને આપણે પતંગ ચગવતા હોય તો તેની મજા જ કંઇક અલગ છે આકાશમાં જે રંગબેરંગી પતંગો ચગતી હોય છે ત્યારે એવું લાગે છે કે આકાશમાં કોઈએ કલર ભરી દીધા છે જેમકે અલગ અલગ પ્રકારની પતંગો હોય છે અલગ અલગ લોકો તે ચગાવે છે અમૂકની મોટી વધારે પ્રમાણમાં હોય તેવી પતંગો ચગાવી ખૂબ જ પસંદ હોય છે અમુક જે જગ્યાઓ હોય છે તે પણ પતંગો ચગાવવા માટે પ્રેફર કરવામાં આવે છે એટલે કે તે પસંદ કરવામાં આવે છે તે જગ્યા ઉપર લોકો એકઠાં થાય છે અને પતંગ ચગાવવાનું આનંદ માણે છે હોળી અને ધૂળેટી તે તહેવાર પણ મને ખૂબ જ ગમે છે હોળી ધૂળેટી એ બધા સાથે મળીને કરવા માટેનો તહેવાર છે તે તહેવારમાં લોકો એકબીજા પર કલર લગાવે છે કલર લગાવીને આનંદ માણે છે ત્યારે નમકીન ખાવામાં આવે છે મીઠાઈ ખાવામાં આવે છે ભાંગ પીવામાં આવે છે હોળી પર ભાંગ બનાવવામાં પણ આવે છે હોળી એ કલરોનો તહેવાર છે રંગોનું જીવનમાં મહત્વ ખૂબ જ છે તેથી હોળીનું પણ મારા જીવનમાં મહત્ત્વ ખૂબ જ વધારે છે હોળી અને ધૂળેટી એ બંને એક દિવસ પછી આવે છે એટલે કે પહેલાં હોળી આવે છે અને તેના પછીના દિવસે ધૂળેટી હોય છે હોળીના દિવસે હોલિકા માતાનું દહન કરવામાં આવે છે એટલે કે લાકડાં ઓ ભેગા કરીને તેને સળગાવવામાં આવે છે તેના પર અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને તેની આસપાસ ફેરા ફરવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી પર લોકોને કલરથી રંગવામાં આવે છે જે એક આનંદપૂર્વક તહેવાર છે